હલો હું આરતીબેન મહેતા બોલું છું મારી ઘરે પ્રસંગ છે અને મેં મતલબ ઓડર આપ્યો હતો કેરીના રસનો તો એનો સમય હતો આપણે બપોરે એક વાગ્યાનો પરંતુ અત્યારે બે વાગે છે તો પણ આવ્યો નથી તો મારે શું કરવાનું કોઈ આનું ઓબ્જેસન ખરું સમય નિર્ધારિત તો હોવો જોઇએ ને કે આ તમે એક વાગ્યાની બદલે બે વાગી ગયા તો મારે ફરિયાદ ક્યાં કરવા જવું શું આ તે કોઇ તમારી કંપની છે કે શું છે કે બધાયને લૂંટવા બેઠા છો કાંઈક નિરાકરણ લાવો હવે મારે શું જવાબ દેવાનો બધા મહેમાનોને હં અને બ પેમેન્ટ તો મેં કરી આપ્યું છે ઍડવાન્સમાં તોય આવા લારા કરવાનાં શું ખબર પડે એને તો જ ડિલેવરી બૉયને રખાય સરખા નહીંતર રખાય જ નહીં

આવાને આવા ભરાય